હું મારી જાતને સ્વસ્થ રાખવા માટે સવારમાં વહેલી સવારે ઊઠીને જોગિંગ પર જવાનું રાખું છું બેથી ત્રણ કિલોમીટરની જોગિંગ કરું છું મારી યુનિવર્સિટી મારા ઘરથી થોડે દૂર છે તો હું રોજે ત્યાંથી ચાલીને જવાનું વધારે પસંદ રાખું છું અને વાહન વ્યવહાર ઓછો યુસ કરું છું જેનાં કારણે મને ઘણી સ્ફૂર્તિ મળે છે બાકી તો ઘરે રોજનાં કામ હોય જ છે સવારનાં કામ હોય છે બપોરનાં કામ હોય છે યુનિવર્સિટીએ ના આવવાનું હોય ત્યારે હું ઘરનાં કામમાં મારી જોગિંગ પતાવું છું આવી રીતના હું દોડવા જાઉં છું અઠવાડિયે મહિને એકવાર કોઈક ગ્રાઉન્ડ ઉપર કે પાંચથી છ કિલોમીટર જેટલું અંતર કાપવાનું રાખું છું જેનાં કારણે મને એક હારે થાક પણ જ નથી લાગતો અને મારો સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિ વધારે બની રહે છે જે મને ખૂબ જ મદદ કરે છે મારા સ્વાસ્થ્યને એકદમ હેલ્દી બનાવવા માટે આવી જ રીતે કોઇ બી મતલબ હોય છે કે વાહન વ્યવહારનો ઓછો ઉપયોગ કરવો સીડી છે રસ્તાઓ છે એનો હું વધારે ઉપયોગ કરવાનું રાખું છું